હેલો હ આપ રમેશભાઈ મિસ્ત્રી બોલો છો હ હવે મારે એવું છે કે મારે એક બેડરૂમ માટે બેડ બનાવવો છે હ તો આપ ઘરે આવીને બનાવી દ્યોને કે તમારે ઘરે બનાવીને આપી જાઓ હા બરાબર છે હા બરાબર છે અને લાકડું ક્યું વાપરો તમે હમ બરાબર છે સારું અને સનમાઈકા કઈ રીતે વાપરો કેવું અમારી પસંદગીનું કે તમારી પસંદગીનું બરાબર છે અને મારે છ બાય ચારની સાઈઝનો બનાવવો છે હા તો અંદાજે લગભગ કેટલાં રૂપિયામાં બને હા સાગનું બરાબર છે અને કામ સારું આવશે ને કોઈ હા કોઈ બરાબર છે અને અમે ઓર્ડર આપીએ પછી કેટલા દિવસમાં બનાવી આપો બરાબર છે બરાબર છે બરાબર છે ભલે તો હું મ નક્કી કરીને આપને કહું છું હા હા ભલે ભલે ભલે આભાર આપનો હો હા